હલો સર ઓલા ઉબર સર્વિસ હું સુરતથી બોલું છું મારું નામ પાયલ મોદી છે અને હું મારા માતા પિતાને નવસારીથી બોલાવવા માગું છું એ લોકો નવસારીમાં સિતાન ફળિયામાં રહે છે અને મેં એડ્રેસ એમનું તમારા એપમાં ડાઉનલોડ કર્યું છે એ લોકો થોડી ઉંમર વધારે છે સર એટલે તમે એમને થોડો સમય આપવો પડશે એ રીતે જ તમારો ડ્રાઈવર મોકલજો કે જે લોકોને પકડીને બહાર લાવીને બેસાડી શકે કારણકે એ લોકો સાથે ત્યાં કોઈ છે નહીં તો હું તમારી સારી સર્વિસની અપેક્ષા રાખીશ કે તમે મારા માતા પિતાને સંભાળથી લેતા આવો અને રસ્તામાં કદાચ એ લોકોને ઉભા રહેવું પડે તો એ લોકો ઉભા રહીને થોડોક સમય માગે તો એ તમે આપશો એનો હું જે એક્સટ્રા ચાર્જ લાગશે તે પણ તમને આપી દઈશ અને હું સુરતમાં એ લોકોની રાહ જોઇશ અને એ લોકો લગભગ સવારે આઠ વાગ્યે ત્યાંથી નીકળવા માગે છે તો તમારો જે સારામાં સારી ડ્રાઈવરની સર્વિસ છે જે સારો ડ્રાઈવર છે કે એ સાંભળીને લાવી શકે એને તમે એને એ ડ્યૂટી પર મૂકો એવી આશા રાખું છું તો તમે મારું કામ સારી રીતે મને મદદથી કરી શકો મદદ આપી શકો એવી આશાથી હું તમારી ઓલા ઉબરની સર્વિસને નો આભાર માનું છું